ઘરમાં છોડ સારી રીતે રહે અને એને સૂર્ય પ્રકાશ મળે તે રીતે રાખવા જોઈએ સૂર્ય પ્રકાશથી છોડનો ગ્રોથ સારો થાય છે અને એ જરૂરી જ રસોડામાં પણ છે જ્યારે કે આપણે આખા ધાણા વાવીએ તો આ ધાણા ઊગે છે આપણે મેથી વાવીએ તો મેથીની ભાજી થાય છે એટલે ઘરની અંદર આવા નાના નાના ગમલાની અંદર પણ તમે છોડને વાવી શકો છો